ભારતની અધિકૃત ભાષાઓ બે છે હિન્દી અને અંગ્રેજી એમાં એક હિન્દી હિન્દી ભાષા એ દેશમાં બહુમતી ભાષા છે અને તદ્દન ભારતીય સાંસદ દ્વારા અધિકૃત છે બીજી છે અંગ્રેજી આ અંગ્રેજી ભાષા વિધાનસભા ન્યાયાલય અને અન્ય અધિકારિક કાર્ય માટે ઊપયોગમાં લેવામાં આવે છે ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધતાને કારણે દેશમાં ઘણી અન્ય ભાષાઓ પણ બોલાય છે કેટલીક મુખ્ય ભાષાઓ સામેલ છે આજે કેટલીક મુખ્ય ભાષાઓ છે તે આ પ્રમાણે છે એમાં છે બંગાળી તમિલ મરાઠી ઉર્દૂ ગુજરાતી કન્નડ મલયાલમ પંજાબી આ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં નાના પાયે બોલતી અનુક્રમિત અને આકર્ષક ભાષાઓ બોલાય છે ભાષાકીય વિવિધતા અંગે ભારત દુનિયાના સૌથી ભાષાકીય વૈવિધ્યતાવાળા દેશોમાંનો એક છે આ વિવિધતા ભારતીય સંસ્કૃતિ અને સમાજની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગ્રહણતાને પ્રતિબિંબિત કરે છે લોકોની વિવિધતા અને દરેક ભાષાના પોતાના વિશિષ્ટ સાંસ્કૃતિક અને પરંપરાઓને અનુરૂપ આ વવિધતા દેશને સમૃદ્ધિ લાવે છે ભારતમાં કેટલીક ભાષાઓ બોલવામાં આવે છે જેનાં લીધે આપણો જે ભારત દેશ છે એ ભાષાકીય વિવિધતા ધરાવે છે આપણા ભારત દેશમાં દરેક ભાષાને મહત્ત્વ આપવામાં આવે છે તેથી આપળો ભારત દેશ એ ભાષાકીય વિવિધતામાં સમૃદ્ધ છે એમ આપણે કહી શકીએ છીએ